હું મારા ગાયનમાં ગતિશિલતા ફ્રેઝિંગ અને અર્થઘટનને સામેલ કરવા માટે જે ગાયન ગાવું હોય એ ગાયનને વારંવાર સાંભળું છું ને વારંવાર એનું રટણ કરું છું આવું કરવાથી ગાયનમાં ગતિશિલતા અને અર્થઘટન સામેલ થાય છે જે પણ ગાયન ગાવું હોય એ ગાયનને વારંવાર સાંભળવું જરૂરી છે